અમે મોસ્ટઓફલી સ્નેપચેટમાં બ્યુટી શોપ પર ફોટા પાડીએ છીએ એનો બહુજ મસ્ત ફોટા પડે છે એમાં ક્લિયારીટી સરસ છે રિઝોલ્યુસન સરસ છે અને એમાં તમે હોવ એના કરતાં વધારે થોડા સ્ટાઇલિશ લુક લાગે સુંદર દેખાઈએ પ્લસ બહુ બધા સરસ સરસ ફોટા પડે છે જે બહુજ એકદમ ક્લિયર આવે ફોટા પ્લસ એમાં એમાં અલગ અલગ ફીચર્સ હોય છે બહુજ ફાઇન ફાઇન ફીચર્સ હોય છે એમાં તો અમે લોકો છેને સ્નેપચેટમાં બ્યુટી શોપમાં ફોટા પાડીએ છીએ